મારૂં વિચારવું તેમ છે ડિઝિટલ આટ પણ સારું જ છે પણ જ્યારે આપણે હેન્ડ વક કરીએ જેમ કે પેંટિંગ છે એ તો આપણે એ તેમાં અમ જે આર્ટિસ્ટ હોય છે તે પોતાના મનથી તેણે વિચારેલું તે કેનવાસ પર લાવે છે તે લોકો એમ નથી કહેતા કે મારે આ રીતના જોઈએ છે તો તમે તેવું કરો પણ જ્યારે તે આર્ટિસ પોતાની મનથી પોતાના જે ભાવ હોય છે તે બધું કેનવાસ પર ઉતારે છે અને તે લોકો એક્સેપ્ટ કરે છે તે લોકો કહે છે કે નહીં આ જ મારે જોઈએ છે અને એજ રીતના આપણે ડિઝિટલ આર્ટમાં જોઈએ તો ત્યાં આપણે જે આર્ટિસ્ટ હોય છે તેને ત્યારે એ સામેનો મ સામેના લોકોનો મંતવ્ય જે તે લોકો જે રીતના કહે તે રીતના એ લોકોને ડિઝિટલ રીતે વર્ક કરવું પડે છે તે પોતાનું મનનું નથી કરી શકતો તે લોકોને ટ્રેન્ડની સાથે ચાલવું પડે છે એ બધી રીતના બધે અપડેટ રહીને જે એ ટ્રેન્ડ ચાલતો હોય તેવી રીતના આ તેને ડિઝિટલ રીતે ઉતારવું પડે છે તે પોતાના મનનું ડિઝિટલ રીતના તો ઉતારી દે છે પણ તેના ભાવ તે પોતાનું જેવી રીતના એ તેને એ પ્રદર્શિત કરવું હતું તે રીતના તે કરી શકતો નથી એટલા માટે જે એ લોકો કલા આકાર તે જ કહેવાય કે જે પોતાના મનથી પોતે કરે એ જે વિચારતા હોય તે એ કેનવાસમાં ઉતારી શકે અને તે પોતાની રીતના જે ક એ દોરી શકે તે ઉતારી શકે તે જ તે સરસ રીતના કેનવાસમાં દેખાય આવે છે એ ડિઝિટલમાં તે નથી આવતું એટલા માટે એ સાચી કલા તો ઑ કલાકાર પોતાના મનનું કરી શકે ઉતારી શકે તે જ છે